ગુજરાતી ભાષાનો રેડિયો ટેલિવિઝન કે અખબારો જેવાં માધ્યમોમાં ખૂબ સારો એવો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે કારણ કે અહીં સંદેશાવ્યવહારનાં માધ્યમ તરીકે આ સાધનોનો ઉપયોગ થાય છે અને આ ભાષા માણસો માટે સમજવામાં સહેલી પડે છે જેથી ગુજરાતી ભાષાનો ખૂબ સારો એવો ઉપયોગ અખબારો રેડિયો તથા ટેલિવિઝન જેવા માધ્યમોમાં કરવામાં આવે છે જેનાથી અહીંની લોકલ લોકલ પબ્લિકને સમજવામાં સહેલાઈ પડે છે